હા અમે અમારા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીએ છીએ જેમ કે ઇન્સ્ટાગ્રામ ટ્વીટર લિંકડીન ફેસબુક કારણ કે અમે અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કાર્યકર્તા છીએ અને તેમાં કરવામાં આવતા વિવિધ કાર્યો માટે જે પોસ્ટર બનાવવામાં આવે છે તે પોસ્ટરને અમે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીએ છીએ જેમ કે હમણાં રાષ્ટ્રીય કલામંચ વિસનગર દ્વારા આયોજિત સંસ્કૃતિ ગરબા વર્કશોપ જે ચાર દિવસના ગરબા વર્કશોપ હતા અને વિસનગરના વિદ્યાર્થી માટે હતા તેમજ તેના સિવાય અમે ગૌવિજ્ઞાન વાખ્યાન જે મહેસાણા ગૌ વિભાગ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું વગેરેના સોશિયલ વર્ક માટેના અમે પોસ્ટરના જે ફોટોઝ છે તે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીએ છીએ